કલા અને સંસ્કૃતિના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ફાઉન્ડેસન અન અને એનજીઓ ગેરસરકારી સંસ્થાઓ પણ મહત્વનું યોગદાન આપે છે આ સંસ્થાઓ કલાકારો માર્ગદર્શન તાલીમ અને પ્રદર્શનોની તકો પ્રદાન કરી કલા ક્ષેત્રમાં તેમનું પ્રોત્સાહન કરે છે આ ઉપરાંત કલા મેળા ફેરાઓ સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોક લાડીલા ઉત્સવોની પ્રભાવશાળી કલા કલાકારોએ તેમની કલા રજૂ કરવાની તક મળે છે વૈસ વૈશ્વિક તર સ્તરે ફંડ મેળવનાર ગ્રાન્ટ અને અનુદાન પોગ્રામ્સ જેમકે યુનો કેસકો યુનેસ્કો ઉપરાંત સ્થાનિક સ્તરે મ્યુનસિપાલ કરવ કોર્પોરેશનો અને સ્થાનિક સરકારો પણ આ પ્રકારની પ્રવૃતિઓને સમર્થન આપે છે વિશ્વ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કલા અને સંસ્કૃતિને અભ્યાસ માટેની સંશોધન ગ્રાન્ટ અને સ્કોલરશીપ પણ ઉપલબ્ધ થાય છે આ તમામ શસ્ત્રો દ્વારા કલા અને સંસ્કૃતિના ઉદભવ અને વિકાસને આત્મસાત કરવામાં આવે છે જે દ્વારા વર્ષો જીવિત રહે છે અને નવા અવસર સર્જાય છે